મેડમ ઘણીબધી આઇટમ ઘણીબધી આઇટમ છે એમ તો આપડે પિક્ચરમાં પણ ડાયલોગ સાંભળ્યા હશે જેમકે લોચો લાપસી જલેબી ફાફડા મેડમ આ બધી વસ્તુઓ એવી જબરદસ્ત વસ્તુઓ છે કે જેમને આપડે યૂટ્યૂબ પર ફેમસ કરી શકીએ લોચો જે સુરતનો છે એ મેડમ એ એવી વસ્તુ છે જે ખમણ બનતા બનતા રહી ગઈ અને પબ્લિકમાં ફેમસ થઈ ગઈ

જી જી મેડમ ઇટ્સ અ પ્રીમેચયોર ખમણ યસ યસ જી મેડમ બિલકુલ મેડમ મૂકી શકાય તેઓને એ વસ્તુ એ બિલકુલ બિલકુલ એ લોકોને એ વસ્તુ વેચવાથી રોજગારી પણ મળે અને તે લોકોને ઉત્સાહ પણ મળે કે ખરેખર અમારી જે કલાકૃતિ છે એની સમાજમાં એક સરસ મજાની વેલ્યૂ છે કદર થઈ રહી છે અને લોકો એ વસ્તુને હકારાત્મક સ્વીકારે છે તો એને ખરેખર સૌને આનંદ થાય મેડમ લોકો ઈવન ઘણીવાર તો મેડમ એવી વસ્તુ લેવા માટે જગ્યા વિઝિટ કરતાં હોય છે બિલકુલ બિલકુલ બિલકુલ મેડમ જી જી બિલકુલ મેડમ એકસેકટલી વેલકમ મેડમ